તાજેતરમાં શનિ અને ગુરુના ગ્રહ નરી આંખે દેખાયા હતા તો આ બંને ગ્રહને મને દૂરબીનથી જોવાનું મન થયું મારી પાસે દૂરબીન ન હતું એટલે મેં તે જાતે બનાવવાનો પ્રયત્ન કર્યો તેને માટે મેં એક છ ઇંચ વ્યાસનો પીવીસી પાઇપ લીધો તેમાં એક છેડે લાંબી ફોકલ લેન્થનો લેન્સ ફિટ કર્યો જેને ઓબ્જેક્ટ લેન્સ કહેવાય આ લેન્સથી પાઇપની અંદર જે ગ્રહણ સામે આપણે રાખીએ તે ગ્રહણની નાની ઈમેજ બને આ નાની ઈમેજને મોટી જોવા માટે બીજા લેન્સની જરૂર પડે તે લેન્સને આઈપીસ કહેવાય તેની ફોકલ લેંથ બહુ ટૂંકી હોય તો આ બંને લેન્સને આપણે પીવીસી પાઇપમાં યોગ્ય અંતર ફિટ કરીને જોઈએ તો તે દૂરબીનનું કામ આપે આમ આ રીતે મેં દૂરબીન બનાવી અને ગુરુ અને શનિને ગ્રહ જોયાં